હેલો મારું નામ પાયલ છે હું કેદારનાથ ટેક પર છું અને અહીં એક ઘાયલ પ્રવાસીને મળી છું તેણે પગમાં ગંભીર ઇજા થઇ છે અને તાત્કાલિક તબીબી મદદની જરૂર છે તેમને મદદ માટે સ્ટ્રેચર અથવા અન્ય બચાવ સાધનોની જરૂર પડી શકે છે કૃપા કરીને વહેલી તમે મદદ મોકલશો આભાર